ભારતીય કલા અને કલાકારોનું જગતમાં પ્રતિનિધિત્ત્વ વધારવા માટે અ ઘણા બધા પગલાં લેવાં જોઈએ જેવા કે ભારતીય કલાકારો છે જેમણે બહારના દેશોમાં થતી કલા અંગેના કૉમ્પિટિશનમાં ભાગ લેવું જોઈએ અને પોતાના દ્વારા બનાવેલી કલા અથવા તો કલાકારોની જે કળા છે એ બહારના દેશોમાં પ્રચલિત થાય એ માટે એમને બહારના દેશોની મુસાફરી કરી અને બહારના દેશોમાં પોતાની કલાને વ્યકત કરવી જોઈએ જેથી કરીને અ બહારના દેશોમાં પણ ભારતીય કલા અને કલાકારોનું જગતમાં પ્રતિનિધિત્ત્વ વધી શકે છે અ છેલ્લા ઘણા બધા વર્ષોમાં કલાનાં ક્ષેત્રોમાં ડિજિટલ પ્રભાવ વધતાં કલા કલાક કલાકારોને ઘણી બધી અસર થઈ છે કારણ કે ઘણા બધા એવા કલાકારો છે જેમનું કાર્ય એ માત્ર પહેલાં એમની કલાઓ દ્વારા જ થતું હતું પરંતુ ડિજિટલ યુગ આવવાના કારણે ઘણા બધા ટૅકનોલોજી અને ડિજિટલ જમાનાનો ઉપયોગ કરીને લોકો આવાં કલાકૃતિ વગેરે જેવી કલાઓ ઑનલાઈન જ નીકાળી શકે છે અને ઑનલાઈન જ તેને પ્રિન્ટ કરાવી શકે છે જેથી કરીને આવી ઘણી બધી કલાઓ લુપ્ત થતી જાય છે અને ડિજિટલ પ્લૅટફોર્મના કારણે અવનવી કલાઓ ઉપર ઘણીબધી ફેરફારો જોવા મળે છે અને ઘણા બધા એના પર પ્રભાવ જોવા મળ્યા છે